ગુજરાતની શિક્ષણ પ્રણાલીમાં આજકાલ શાળઓમાં આપણે જોઈએ છે કે જગ્યાની કદાચ તકલીફ હોય તો બહુ સરસ રીતે આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે કે જેમાં આપણે ઘરે રહીને પણ વિદ્યાર્થીને શિક્ષણ આપી શકાય ઓનલાઇન શિક્ષણ એ સારામાં સારી એક વ્યવસ્થા છે અને એ એમાં ઓછામાં ઓછી કદાચ ભંડોળ વપરાતું હશે અને એક જ જગ્યાએ શિક્ષકને તમે રાખો અને કદાચ આખા દેશમાં કે ઈવન ઇન્ટરનૅશનલ કે વિવિધ દેશના વિદ્યાર્થીઓ કે બધા એકસાથે મળીને આ શિક્ષણ લઈ શકે કદાચ એવું પણ હવે તો ટેક્નોલોજીમાં ઘણું બધું વૈવિધ્ય આવ્યું છે કે તમે અલગ અલગ ભાષાઓમાં પણ એ જ શિક્ષણને એક સમયે જ લઈ શકે તો ભાષા અને સરહદનો લિમિટેશન્સ કે એની તકલીફોને તમે દૂર કરી શકો ઓછામાં ઓછી ઇન્ફ્રાસ્ટ્રક્ટર ઓછામાં ઓછુ ઇન્ફ્રાસ્ટ્રક્ટર થી તમે વધુમાં વધુ વિદ્યાર્થીઓને સારું અને સુંદર શિક્ષણ સક્ષમ શિક્ષકોને પણ તમે લાવી શકો સો એટલે આ જે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ છે તે આપણી શાળાઓને ખૂબ જ મદદરૂપ થઈ શકે એમ છે